ગુજરાતી ગુજરાતી એ ખાલી ભાષા નથી પણ બહુ મોટો વિકસિત એક ભાષાનો સમૂહ છે અમારા ગુજરાતીમાં તો કહેવત પણ છે કે બાર ગાઉએ બોલી બદલે એટલે અમે બાર ગાઉં બદલીએ અટલે અમારી બોલી બદલાઈ જાય જેમકે સુરતી સુરતીમાં તો ગાળો સિવાય વાત જ નહીં થાય અને કઠિયાવાડી આ હા હા હા હા હા કઠિયાવાડીમાં જે લહેકો છે ને એ તમને એકપણ ભાષામાં ના મળે એ પછી ગુજરાતની હોય કે આખા ભારતની હોય કે વિશ્વની હોય પણ કઠિયાવાડી જેવો લહેકો તમને ના મળે ગુજરાતી ભાષામાં જ આટલી બધી વિવિધતા છે આટલી બધી અલગ અલગ બોલી છે કે તમે એને બીજા કોઈ ભાષા સાથે એને કંપેર જ ના કરી શકો જેમકે અમારી કઠિયાવાડી થઈ ગઈ મેહોણી થઈ ગઈ સુરતી થઈ ગઈ ચરોતરી થઈ ગઈ અને શુદ્ધ ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં પણ વાત અલગ છે તો એને બીજી ભાષા જેમકે બંગાળી મરાઠી પંજાબી એ બધી ભાષા સાથે એને આપણે કોઈ મેળ થતો જ નથી હા પણ એવું પણ નથી કે એકદમ જુદી છે જેમકે ગુજરાતી અને મરાઠી તો એ બંને ભાષામાં અમુક શબ્દો તો એવા જ હોય કે જે સેમ જ તમને મળી આવે જેમકે જેવલીસ કા એટલે શું જમવું છે તારે જમીને આવ્યો તો અમુક શબ્દો તો એવા છે કે જે તમે સામેવાળો ગુજરાતી હોય એ પહેલી વાર કોઈ મરાઠી બોલે ને તો પણ સમજી જાય કે ભાઈ આહા આ વ્યક્તિ આ કહેવા માગે છે તમને પણ એ પ્રોપર મીનિંગ ના સમજે એ વાત અલગ છે પણ એમને અંદાજો આવી જાય કે સામેવાળો વ્યક્તિ આપણી સાથે આ વાત કરવા માગે છે એ ગુજરાતી ભાષા આ હા હા હા હા ગુજરાતીમાં તો એટલું બધું સાહિત્ય છે અઢળક સાહિત્ય છે આટલું સાહિત્ય તમને ભારતની કોઈપણ પ્રદેશમાં નહીં જોવા મળે અને એવું નહીં કે ખાલી ગુજરાતીમાં તમે ગુજરાતનાં અલગ અલગ પ્રદેશમાં બધો અલગ અલગ સાહિત્ય છે જેમકે કાઠિયાવાડમાં જાઓ તો એકદમ શૌર્યવાન તમને એકદમ શુરવીરતાવાળું સાહિત્ય મળે અમુક વડોદરા પછી આવો તો થોડુંક તમને શાયરી છે કે કવિતા છે કે એ બધું સાહિત્ય મળે તો આમ બધા પ્રદેશમાં અલગ અલગ તમને અલગ ભાષા જોવા મળે છે અને ગુજરાતીમાં પણ જો કચ્છમાં અલગ ભાષા બોલાય છે કચ્છની ભાષા તો એકદમ અલગ જ પળે એ કઠિયાવાડી સાથે પણ મેળ ના ખાય ગુજરાતી સાથે પણ મેળ ના ખાય કે ચરોતરી સાથે પણ મેળ ના ખાય અને કઠિયાવાડી કઠિયાવાડી ભાષાની તો વાત જ અલગ છે તમે જવા દો કંઈપણ હોય કોઈપણ ગુજરાતનો વ્યક્તિ હોય એને કઠિયાવાડી ભાષા તો સમજાઈ જ જાય પણ હા ગામડાની અમુક બોલી કે ગામડાના અમુક શબ્દો તો ના સમજાય એ વાત અલગ છે બરાબર અને ગુજરાતી ભાષાને આપણે બીજી કોઈ ભાષા સાથે કંપેર કરવી હોય જેમકે મરાઠી છે અને રાજસ્થાની તો એ બે પ્રદેશ સાથે ગુજરાતી ભાષાને થોડોક સંબંધ છે કે જેમાં બોલી અને થોડાક શબ્દો એ સિમિલર અટલે કે સરખા આવે છે પણ ગુજરાતી ભાષાની વાત ના થાય બોસ ગુજરાતી ભાષા એટલે આ હા હા હા